હા મેં મારા પરિવાર માટે કેટલીક સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ બનાવેલી છે મને નવી નવી વાનગીઓ વિષે જાણવાનું અને બનાવાનું ખૂબ જ પસંદ છે જેમકે દાળ ભાત સિંગનું શાક હાંડવો મેથીગુંદના લાડુ ફરારી મુરયાની ખિચડી પૌવા મગની દાળ કોદરી વાલ ચણાનું શાક અળદની દાળ તુવેરની દાળ ઢોકળા વગેરે આમ તો ઘણી બધી વાનગીઓ મેં મારા પરિવારના સભ્યોની સ્વાસ્થ્યમાં લઈને બનાવી છે અને મને નવી નવી વાનગી બનાવવાનું પણ ખૂબ જ ગમે છે